આવનારા સમયમાં આજનો સમય ધંધા લોકો માટે સૌથી પડકારરૂપ છે અને આજથી બે વરસ પાંચ વરસ પછી આ પડકાર વધવાનો છે કેમકે આપળા ઉદ્યોગના લોકો પેઢી દર પેઢી દુકાન બનાવીને બેઠા છે શોરૂમ નાખીને બેઠા છે તે લોકોને એવું છે કે અમે જ મોનોપોલી ધંધો કરીએ છીએ અમારા સિવાય લોકો પાસે કાંઈ છે નહીં અમારી પાસે આવશે એને અમે કહીશું એટલા પૈસા આપશે એ લોકો અને કેશ આપશે જે સૌથી મોટી ઉદ્યોગ માટે ભૂલ છે પણ અમુક મોટી પેઢીને જે લોકો છે તે સમજતા નથી એના માટે આવનારા વર્ષોમાં નાણાકીય પડકારો ઘણા આવવાના છે તેનું કારણ એ છે કે માણસોને અત્યારે ઓનલાઇન પેમેન્ટને એ ગમે છે ઓનલાઇન પેમેન્ટ એ સ્વીકારશે તો જ એ આગળ ધંધો કરી શકશે આ વાત થઈ ઉદ્યોગો માટેની પણ નાણાકીય વહીવટ નાણાકીય સમસ્યાઓ પર્સનલી અત્યારના સમય માટે ઘણી પડકારરૂપ અને સમસ્યારૂપ છે કારણ કે આજની યુવા પેઢી કાલે એને મન થયું તો કાલે ક્રેડિટ કાર્ડથી ઈએમઆઈ કરાવીને હપ્તા કરાવીને ટૂ વિલર ફોર વિલર અથવા આઈફોન લઈ આવશે પણ સામે તેની આવક નથી આવક નથી પણ એ લઈ આવશે ત્યાંથી એટલે એનું કારણ શું થશે આજે નહીં તો કાલે તેની ઉપર બર્ડન આવવાનું છે ક્રેડિટ કાર્ડના હપ્તા નથી ભરી શકવાનો અથવા ભરી શકશે તો તેના ફાધર મધરના ધંધામાંથી પૈસા લેવા પડશે ન છૂટકે પણ ઉપયોગ કરશે આજની યુવા પેઢીને પાંચસો રૂપિયાની જરૂર હોય પણ ક્રેડિટ કાર્ડથી એ બે હજાર રૂપિયા વાપરી આવશે જો કે કેશ હશે તો પાંચસો વાપરશે પણ બે હજાર વાપરી આવશે તે જ રીતે ઉદ્યોગવાળાને પણ ક્રેડિટ સાઇકલ જે ચાલે છે તો ક્રેડિટમાં ઘણી વાર વધુ માલ લેવાઈ જાય છે પછી તેનું ક્રેડિટ પેમેન્ટ કરવું જે ઘણું ઘણું ઘણું મુશ્કેલ છે એક બાજુ જોવા જઈએ તો બધા ઉદ્યોગો અને બધા લોકો એક ઉધારીની જિંદગી જીવી રહ્યા છે જે વસ્તુની જરૂર નથી એ વસ્તુ પણ આપણે ઈએમઆઈ ઉપર હપ્તે મળે છે એટલે લઈ લઈએ છીએ પણ ઉપરોત્તર એક બાજુ જોવા જઈએ તો તે પોતાના ઉપર જ બર્ડન છે પોતાના ઉપર જ ભાર છે આ વસ્તુ જો એ ભાર નહીં કાઢીએ આપણે તો વધુને વધુ ઉધારીમાં જતા જઈશું લોકો એક મકાન હોય બીજું મકાન લે છે હોમ લોન મળે છે એટલે નાણાકીય આયોજન બેન્કવાળાનું કામ છે લોન આપવાનું પણ એ વ્યાજદરમાં ફસાઈને તમે નવી નવી વસ્તુ લીધા રાખો તે સારું નથી આના કારણે શું થાસે તમારું જે બેલેન્સ રહેવાનું છે તે ક્યારેય રહેશે નહીં અને યુવા પેઢીનું સૌથી ખરાબ અનુભવ છે કે સેવિંગ તેમને બચત કરવાની અત્યારે ટેવ નથી બચત જે પોસ્ટ ઓફિસમાં થતી એલઆઈસી પોલિસીમાં થતી લોંગ ટર્મની બચત કે જે એના મેરેજ વખતે અથવા એજ્યુકેશન વખતે રિટાયરમેન્ટ વખતે એક મોટું સરપ્લસ અમાઉન્ટ મળશે અને તે પણ ગેરેંટેડ મળશે જેના કારણે એ આગળ એનું ગુજરાન ચલાવી શકે કોઈ ઉપર ડીપેન્ડ રહેવું ન પડે પણ આજની પેઢીને તે સેવિંગ ગમતું નથી અને લોકોને પણ ઉદ્યોગવાળાને ઉદ્યોગમાં પૈસા રિસ્કમાં નાખવા છે પણ સેવિંગની માણસોમાં જાગૃતતા અને શોખ ઓછો થતો એટલે લેક ઓફ સેવિંગના લીધે આવનારા સમયમાં લોકોને ઘણી મુશ્કેલી પડવા લાયક છે કેમકે જ્યારે એને જરૂર હશે ત્યારે એક મોટું અમાઉન્ટ ભેગું થયું હશે નહીં લોકો શેરબજારમાં રોકશે ત્યાં નુકસાન પણ થાય છે ઓવરઓલ નુકસાનમાં જ રહેતા હોય છે માણસો અથવા પ્રોફિટ દેખાય છે તો ત્યાંથી પૈસા કાઢતા નથી માણસો કેમ કે પ્રોફિટ દેખાય છે એટલે તેના હાથમાં પ્રોફિટ ક્યારે રહેતો નથી અને એક મોટી અમાઉન્ટ પણ ભેગી થતી નથી જેના કારણે શું થશે તે ક્રેડિટ કાર્ડ લેશે પછી ક્રેડિટ કાર્ડના બિલ કરશે એટલે આ સાઇકલ ચાલુ રહેશે જે યુવા પેઢીને જે આપણા પપ્પા મમ્મી જે વર્ષોથી દાદા દાદી જે બચત કરતાં તે બચતની સિસ્ટમ શીખવાની જરૂર છે તો જ આ આવતા ભવિષ્યમાં આવતા પડકારોને ઝીલી શકશું